હા હું ગુજરાતી ભાષાની મનગમતી કહેવતો કે રૂઢિપ્રયોગો વિષે માહિતી આપી શકું મારું પહેલું મંતવ્ય એ છે કે ગુજરાતી એ મારી પ્રિય ભાષા છે સામાન્ય રીતે જોવા જઈએ તો માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષા સામાન્ય રીતે ભારતીય આર્ય ભાષા ઉપરથી ઉતરી આવેલી છે અને ગુજરાતી ભાષાની અંદર મહત્ત્વના રૂઢિપ્રયોગો કહેવતો કહેવી હોય તો હું તેમાં સૌ પ્રથમ કહેવતોનો ઉપયોગ કરીશ પહેલી કહેવત એ છે કે ખાલી ચણો વાગે ઘણો ઝાઝા હાથ રળિયામણા આંગળીથી નખ વેગળા ભસતા કૂતરા ભાગ્યેજ કરડે ભેંસ ભાગોળે અને છાસ છાગોળે વગેરે જેવી કહેવતો જોવા મળે છે જ્યારે આપણી પ્રચલિત ગુજરાતી ભાષાની અંદર ઘણા રૂઢિપ્રયોગો પણ ઉપયોગી છે જેવા કે પડતું મૂકવું સામાન્ય રીતે એનો અર્થ થાય છે છોડી દેવું શ્રી ગણેશ કરવા તો એનો અર્થ થાય છે કે કાર્યનો શુભારંભ કરવો લાજ જવી એનો અર્થ થાય છે કે આબરૂ જવી બાવાના બે એ બગડવા એનો અર્થ એવો થાય છે કે બંને બાજુ નુકસાન જવું